જી મોરબી જિલ્લ્લામાં લોકોનાં આરોગ્ય માટેની સેવાઓ અલગ અલગ ઘણા ઘણા ઘણા પ્રકારથી ચાલુ છે વાત કરીએ કે ગ્રામીણ ક્ષેત્રમાં તો જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે જેના ઉપર ડૉક્ટર અને નર્સ હોય છે આ સિવાય આની સિવાય પણ ગામડાઓની અંદર આયુર્વેદિક હૉસ્પિટલો જે છે જે લોકોની સુખાકારી યોગ જેવી કાર્યક્રમો કરતા હોય છે એવી જ રીતે તાલુકા લૅવલ ઉપર પણ હૉસ્પિટલો છે જેમાં લોકોની સુખાકારી અને આરોગ્યને લગતી તમામ પ્રકારની સેવાઓ પૂરી કરવામાં આવે છે એમ જ મોરબી જિલ્લાની અંદર મોટું સિવિલ હૉસ્પિટલ પણ આવેલું છે જેમાં દરેક પ્રકારના રોગોના ઉપચાર અ ત્યાં કરવામાં આવે છે અને આવી રીતે મોરબી જિલ્લાના લોકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે